હેલો હા તમે પાન કાર્ડ સેવામાંથી વાત કરી રહ્યા છો હા હા એટલે અમે અહીંયા મતલબ આણંદ રહેતા હતા તો ત્યાંથી થોડું એડ્રેસ શિફ્ટ કર્યું છે તો અમારે પાન કાર્ડમાં એડ્રેસ લિંક કરાવવું છે

તો એની શું પ્રોસેસ રહેશે હં નજીકના કાર્યાલયમાં જવાનું એમ બરાબર હં અને જે સરનામું એડ કરાવવાનું એ ફોર્મ સબમીટ કરાવવાનું હોય છે ત્યાં અને એમાં ડોક્યુમેન્ટ શું શું જોઈશે અચ્છા આધાર કાર્ડ આધાર કાર્ડ હં ઓકે અને ઘરનું બધું ઘરના ડોક્યુમેન્ટસ જોઈશું બીજા લાઈટ બિલને ઓકે ઓકે થેન્ક્યુ